હું કે તમને બેન બસ આ જો નિકડીયા તા યાર આ જોને હવાર હવારમાં આ ધર ધર ધર બાજુમાં વેડગયા હે હા ઇસ તો આપણે એટલા એટલા વઈસા દઈદે આપણે રેવું હોય ઇ હું કે મારા એરિયામાં અને ઘરીને ઇ ગુવે ખેતર જેવુ ને કેમ રેવું આમાં તમે જ કયો આબા આજ તો આપડા રેકજ નઇ કે માનતા નથી અરે ઓલો દાળ ગારે છે ભાઈ પાણી નથી આવતું એલા ઓ મારખી ભાઈ ને અટલે એના હાટુ દાળ ગરાવે છે

હું કરીયે ભાઈ હવે આ મોઢાના વાંકે આપડે ન બોલી હકીયે હવે આપડે એમ થાયે કે ક્યાં ભાઈ આપણે કોઈને કેવા જાવું કોક હારું કામ કરે પાણી આવી જાયે તો બિચારા સુખી થાયે એમ અલે અમે હવે ઇ જ વિચારતા બધે જણ ભેગા થઈને કે ભાઈ આને હવે છેને આપડે સેકરટીને લઈને જાઇયે અને વાલજી ભાઈને જરાક કહીયે કે ભાઈ આનું કાઈ ક કરો યાર હવે તમે આ રોજ રોજ હવાર ઊઠીને ધર ધર ધર ધર અમારે હું હવે આમાં હેમજ્યાં તમે લે જોઇયે હીએ હવ કાઈ ક કરસું બીજું તો હું હા હવે ઇ જ ને રુગવના નળે આપડે નિદર બીદર કરતાં હવારના પોરમાં ચાલુ થઈ જાયે નિદર ઉડાડે પછી હું આમાં મૂડ બગડી જાયે હું તો પાછો અટલે અત્યારે હેને વેલો વેલો ઓફિસે વયો જાઉ કે ભઈ ન્યા તો શાંતિ અહિયાં તો નથી મળતી હાલો અટલે જ ને અલા હું તો પછી હું ઓફિસે નીક આ લે લે મારે ગાડી આવી હાલો હાલો હું પછી તમને મડું જમના બેન ઓકે હાલો હાલો મેડયા હો